દરેક લોકો પૂજા દરમિયાન વિવિધ સંસ્કૃતિઓ અને ધાર્મિક પ્રથાઓનું પાલન કરે છે જેમ કે દરેક પરિવારના પરંપરા અને ધાર્મિક મંતવ્યો અલગ અલગ હોય છે અને તે ધાર્મિક મંતવ્યો પર પણ આધાર રાખે છે કેટલાક સામાન્ય પ્રથાઓમાં અને આને અનુસરવામાં આવે છે જેમ કે પોતાના સરીરની સાફ સફાઈ કરવામાં આવે છે જેમ કે નાવાનું તેથી આપણું મન અને તન પવિત્ર થાય છે પછી આપણે કોઈ પૂજામાં દીવાનું દીવો પ્રગટાવીએ છીએ અને ભગવાનની પ્રાર્થના કરીએ છે અને પૂજામાં દરેક લોકો પૂજારીને બોલાવી અને મંત્રોનો જાપ કરાવે છે અને તેમનો પાઠ કરાવે છે અને ભગવાનને ફૂલ ફળ મધ અને દૂધ જેવું અનેક અનેક વસ્તુનું અર્પણ કરે છે તેથી ભગવાન પ્રસન્ન થાય અને તેમની ઈચ્છા પૂરી કરે અને લોકો પોતાના ઘર ઘરની ધૂપ અગરબત્તિ કરે છે અને ભગવાનને અગરબત્તિ પણ આપે છે અને ધૂપ આપે છે જેથી ભગવાનને તેમની પૂજા પહોંંચે અને તે તેમની બધી ઈચ્છા પૂરી કરે અને ભગવાનની પ્રદક્ષીણા કરવામાં આવે છે જેથી ભગવાન પાસે તેમની બધી ઈચ્છા પહોંચે અને તે ભગવાન જાણ્યાને તે પૂરી કરવાની પૂરી કરે છે અને પછી પ્રસાદી આપવામાં આવે છે દરેક વ્યક્તિને પ્રસાદી આપવામાં આવે છે અને આ પ્રથાઓ અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ હોય શકે છે પરંતુ શ્રદ્ધા અને ભક્તિ એ તેમનો મુખ્ય આધાર છે અને લોકો કોઈ કામ સાટુ કે કોઈપણ ઈર્ષાથી નથી કરતાં તે પોતાના દીલથી કરે છે અને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ પૂજા કરવામાં આવે છે જે ભગવાનને ખૂબ જ પ્રસન્ન કરી શકે છે અને ભગવાન આપણા કોઈપણ કામ કરવા હોય તે પૂરા કરે છે તેથી આપણે પૂજા કરીએ છીએ